હા બોલો હા ઓકે એટલે શું નામ છે તમારું ઓકે અને કેટલી ઉંમર છે બેન તમારી ઓકે વાંધો નહીં તમે મેરીડ છો બેન ઓકે અને કયાં રહેવાનું આપનું હેલો હા કયાં રહેવાનું કીધું તમે ઓકે હા ઠીક છે કાંઈ વાંધો નહીં અને બેન મારે એક સવાલ હતો તમ તમારી માટે કે કેટલાં સમયથી તમને આ સમસ્યા છે અચ્છા ઠીક છે અચ્છા મને તમારું થોડું રુટિન વિશે જણાવશો કે કેવી રીતનું છે શું છે

હા હા તમારા રુટિન વિશે થોડું જણાવો ને કે કેવી રીતે શું છે એટલે કે તમારું ડેલી શું છે કેવી રીતનું છે કયાંય રહો છો કે એટલે મીન્સ કે ક્યાંય જોબ કરો છો કે બીજું કોઈ કાર્ય કરો છો કે ઘરે જ રહો છો ઓકે વાંધો નહીં ઠીક છે જુઓ બેન આ સમસ્યા છે ને લગભગ દશ મહિલાઓમાંથી સાતેક મહિલાઓને આ સમસ્યા થતી હોય છે બરાબર હવે સફદ સફેદ પાણીની સમસ્યા જે છે ને તો એ આપણાં ડેઈલી રુટિન ઉપર ડીપેન્ડ કરે છે અને જે આપ આપણી જે ખાનપાન છે તો એની ઉપર ડીપેન્ડ કરે છે બરાબર તો તમારું ખાનપાન મને એ જાણવું હતું કે તમારા ડેલી રુટિનમાં તમારૂં ખાનપાન કેવું છે ઓકે ઠીક છે કાંઈ વાંધો નહીં એટલે તમારું આમ તો રુટિન જોવા જો ડેલી તમારું ફૂડનું જે રુટિન જોઈએ તો રૂટિન તો તમારું વ્યવસ્થિત છે બરાબર એમાં કોઈ એ નથી પણ હા ક્યારેક ક્યારેક હોર્મોનો એના હિસાબથી આપણી એજના લિમિટેશન પ્રમાણે ક્યારેક આવી સમસ્યા થઈ શકે છે એટલે આમ તો ગભરાવવાની જરૂર નથી આની માટે પણ બે ત્રણ વાત જો હું તમને જણાવું તો આમ તો હું તમને તમારી થોડીક જે સમસ્યા છે એના રિલેટેડ વાત કરી દઉં કે તમારું જે કપડાં પહેરવાનું જે રૂટિન છે તે થોડુંક જેમ કે જીન્સ વધારે પહેરતાં હોય અથવા તો બહુ ટાઇટ કપડાં પહેરતાં હોય તમે તો એવું થોડું અવોઇડ કરજો બરાબર એટલે લૂઝ કપડાં પહેરવાં કે એવું કંઈ ખુલ્લાં કપડાં પહેરવાં થોડો સમય એવું અવોઇડ કરજો તમે બરાબર પછી જો એક વાત કરીએ તો આપણે આજે અત્યારે જે મહિલાઓને જે ચાલી રહી છે સમસ્યા તો ઘણી બધી મહિલાઓ શું છે કે ખુલીને વાત નથી કરતી બરાબર પણ આપણે જો વાત કરવા જઇએ તો આપણાં જે અન્ડર પાર્ટ્સ જે છે તો એને એને તમારે છે ને ત્યાં કોઈ સ્પ્રે યુઝ કરતા હોવ અથવા તો એવી કોઈ કોસ્મેટિક યુઝ કરતા હોવ તો આવું બધું થોડું ટાળજો તમે બરાબર અને અને જે આપણાં રૂટીનમાં જે આપણાં નિકર વગેરે જે હોય પહેરવાના બને ત્યાં સુધી એને કોટનનાં યુઝ કરો જેથી ઇન્ફેકશન ન લાગે બરાબર ક્યારેક એવું બની શકે છે હા ક્યારેક એવું બની શકે છે કે કદાચ કપડાં બરાબર વ્યવસ્થિત ધોવાયા ન હોય અથવા તો આપણાં જે અન્ડર ગારમેન્ટ્સ જે હોય તો એ કદાચ થોડા ગંદા હોય એવું કાંઈ હોય એના લીધે આપણને ઇન્ફેકશન પણ થઈ શકે છે બરાબર હવે તમારું એક ઑફિસ રૂટીન જે છે એમાં જેમ કે જે ટોયલેટ વગેરેની સુવિધા છે કે પબ્લિક ટોયલેટ યુઝ કરો છો ઓકે તો આવું ઇન્ફેકશન છે ને ક્યારેક પબ્લિક ટોયલેટના હિસાબે પણ થઈ શકે છે બરાબર જો આમ જોવા જાવ તમે તો ટોયલેટ જ્યારે યુઝ કરો તો કદાચ ફ્લશ બશ હોય તો ત્યાં જે તમારું જે વેસ્ટર્ન ટોઇલેટ હોય કે સાદું ટોઇલેટ હોય તો ફ્લશ બ્લશ યુઝ કરીને તમે પછી એને યુઝ કરી શકો છો બરાબર અથવા તો તમારી પાસે સેનિટાઈઝર રાખવાનું ચાલુ કરો તો ટોઇલેટ ગયા પહેલાં તમે જો સેનિટાઇઝર વગેરે જે યુઝ નાખો સેનિટાઈઝર વગેરે નાખો એ વધારે સારું રહેશે આપડી હેલ્થ માટે બરાબર અને જો બીજી એક વાત છે કે કદાચ આનાથી પણ વધારે આપણે જો મળીશું રૂબરૂમાં તો સારું રહેશે બરાબર એટલે જો અમૂક હા હા ઓકે વાંધો નહીં એટલે તમારી પાસે જે મારું કાર્ડ છે ને એમાં મારી હૉસ્પિટલનું એડ્રેસ લખેલું જ છે એવું હોય તો તમે મને વૉટ્સએપમાં હાય લખીને મોકલી દો હું તમને મારી હૉસ્પિટલનું લોકેશન પણ શૅર કરી દઇશ ઓકે ઓકે ઓકે બાય